નમસ્તે સર મારું પાનકાર્ડ ગુમ થયેલ છે હા તેના માટે હું એપ્લિકેશન આપી શકું છું હા તો તેના માટે શું પ્રોસેસ છે હા સર મન જણાવશો હા સર બે દિવસ થયા છે હા સર મારું જૂનું પાન નંબર છે આઈ ક્યુ ડી એસ શૂન્ય જીરો પાંચ ચાર ત્રણ નાઈન ફાઇવ જીરો થ્રી છે હા સર કૃપા કરી તમે મારો જૂનો પાન નંબર જોઈ નવા પાન નંબર માટે મને ક્યારે કોલ કરશો હા સર અને ક્યાં સુધીમાં આવી જશે હા સર મારે જરૂર છે મારે બે દિવસમાં મારે ઇંટરવ્યૂ છે તો સર નવું પાન કાર્ડ જેમ બને એમ વહેલું આવી શકતું હોય તો મને આપો વિનંતી હા સર